મારું નામ અમી છે હું ગુજરાતના નાના શહેરમાં રહું છું શહેર સ્વચ્છ અને સુંદર છે મને ઘણી બધી કળાઓનો શોખ છે તેમાંથી નૃત્ય કળા એ મને ખૂબ જ ગમે છે હું ખૂબ જ સારા ગરબા રમી શકું છું નવરાત્રિ દસ દિવસની હોય છે તેમાં હું બધા જ દિવસ ગાવા જાઉં છું પણ એક પણ દિવસ ચૂકતી નથી હું દર વર્ષે નવી નવી ચણિયા ચોળી ઘરેણાં ખરીદું છું અને મારી બહેનપણી સાથે ગાવા જાઉં છું હું ગરબા માટેના વિશેષ વર્ગોમાં જોડાઉ છું શાળા કે કોલેજોમાં પણ નૃત્યની સ્પર્ધામાં ભાગ લઉ છું અને હંમેશાં પ્રથમ નંબરે જીતું છું અને શાળા કે કોલેજનું નામ રોશન કરું છું ગરબા ઉપરાંત મને મમ્મીને ઘરમાં કામમાં મદદ કરાવવી ગમે છે હું ઘરના નાના મોટા બધા જ કામ કરું છું રસોઈ પણ બનાવું છું જેમાં પંજાબી ગુજરાતી જેવી જુદી જુદી વાનગીઓ તથા મીઠાઈ પણ બનાવું છું મારા હાથની બનેલ વાન વાનગીઓ ઘરમાં બધાને ભાવે છે મને ગીત ગાવાનો પણ શોખ છે પરંતુ હું સારું ગાઈ શકતી નથી હું જ્યારે પણ ગીત ગાઉં ત્યારે મારા ઘરના સભ્યોને રમૂજી લાગે છે પણ મને વિશ્વાસ છે કે એક દિવસ હું વધારે પ્રયત્નો કરીને ગાવાનું શીખી જઈશ